જો સરકારી શાળામાં પ્રવેશની વાત કરીએ તો એની પ્રક્રિયા બહુ સરળ છે કે તમે જાવ રજીસ્ટ્રેશન કરાવો કોઈ સ્કૂલમાં જે શિક્ષક છે એ શિક્ષકને મળો અને એ શિક્ષક તમને આખી પ્રક્રિયા સમજાવશે એમાં તમારે જે જરૂરી દસ્તાવેજો છે એમાં છે તમારું આધાર કાર્ડ તમારો જાતિનો દાખલો તમારો આવકનો દાખલો તમારા પિતાનો મતલબમાં તમારા પિતાનો જે કંઇપણ દસ્તાવેજ છે એનો આધાર કાડ તમારું સરનામું એ બધું જ તમારું લઈને જવાનુ છે સાથે સાથે તમારી જે એલસી છે જે તમારી લિવિંગ શટી છે એ લિવિંગ શટી પણ તમારે સાથે લઈને જવાની છે અને એના માટેની કોઈ ફ્રી વધારાની હોતી નથી આમ સરકારી જે શાળાઓ છે એ શાળાઓ મફત હોય છે બસ તમારે એ શાળામાં પ્રવેશ લેવાનો હોય છે